અમારો એવું નાનું ગામ છે ત્યાં અનેક પ્રકારના લોકો રહે છે જ્યાં કલા અને હસ્તકલા માટે કામ સુથારી કામ જેવો સારી રીતે કામ કરીને એમનું પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં લોકો કલા અલગ અલગ પ્રકારની કલા આપણે સાંભળીએ તો એની અંદર વાંસનાં વાંસનાં સૂપડાં બનાવે છે વાંસમાંથી ટોપલાં બનાવે છે ટોપલી બનાવે છે અને હસ્તકલા એવાં કે જે હાથથી બધું રમકડાઓ બનાવી અને અલગ અલગ પ્રકારના એને પ્રિન્ટ કરી કલર કરી અને તેને એવા સરસ ડેકોરેટ કરીને તૈયાર કરે છે જેમાં કે આપણને જોતાં જ એના એની એવી કળા જોઈને આપણને એમ થાય છે કે આપણે પણ બનાવી શકીએ અને અમારે ત્યાં મહિલા મંડળ દ્વારા બધું હાથથી અથાણા પાપડથી લઈને બધું અલગ અલગ પ્રકારની બધી જ વાનગીઓ બનાવે છે અને સારી રીતે એને ઉપયોગમાં લેવાય અને બહાર પણ આપણે વેચી શકીએ એવું કામ કરે છે બીજું કે જે સુથાર સુથારી કામ છે તેમાં કે લાકડામાંથી બધી અલગ અલગ સુથારી કામ કરે છે જેમાં સોફા ખુરશી અલગ ટેબલ છે પાટલા છે એવું અલગ બનાવે છે અને માટી કામ કરે છે એમાં માટલા માટલા બનાવે છે તવા બનાવે છે કુકર બનાવે છે પાણીની બોટલ બનાવે છે અને અલગ એવા એવી સારા પ્રમાણમાં કામ કરે જેમાંથી આપણને એક આંખે ગમી જાય અને સારી એવા સારા એવી એની કિંમત આવે અને અમારા ગામની જે વેચાણ સારી રીતે થાય છે અને એમાં સારી રીતે ગુજરાન ચલાવી શકે એવું અમારે બધા ગામમાં લોકો સારી રીતે ગુજરાન ચલાવે છે